હા જી બોલીએ સર કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં ગુજરાતીમાં બોલશો ચાલશે હા અલ્યા હું ગુજરાતમાં છું એટલે એવો કોઈ પ્રશ્ન નથી બોલજો હવે હા હા હા અચ્છા હવે એમાં એવું છે જો આપને ખરેખર એમ કે એકદમ જરૂરિયાતવાળું હોય અને ગોલ્ડ હોય ભલે નહીં તો અન્ય બેન્કમાંથી પણ તમે લોન મેળવી શકો છો છતાં ગોલ્ડ લોન માટે અમારે એક એક તો વેરીફાઈ કરાવવું પડશે અમારે પેલા પાસે અને આપને અંદાજે કેટલી જરૂરિયાત હશે અચ્છા તો તો વધારે પેલું થશે કેમ કે આઠ દસ લાખ રૂપિયા એટલે અત્યારે શું હોય છે કે એની સામે ગોલ્ડ પણ તમારે એટલું પેલું ધીરવું પડે અને એનુ અમારે જસ્ટીફિકેસન કરાવવું પડે એટલે તમે જો બને તો એ રૂબરૂ લઈને આવો અને અમારો રેટ તો તમને ખ્યાલ જ છે આમ તો એ આમ મિનિમમ હોય છે ગોલ્ડની સામે આપવાનું હોય છે એટલે અમારે પાંચ ટકાની આજુબાજુ રેટ પડતો હોય છે અને છતાંય જો આપને પેલું હોય તો એક વખત તમે રૂબરૂ આવો એટલે હું તમને આખું એની જે પ્રોસેસ સમજાવી દઇશ કારણકે ગોલ્ડ એક વસ્તુ એવી છે કે એનું આપણે જ્યાં સુધી પેલું જસ્ટીફિકેસન ન થાય એટલે રેટનો તમને હું બહુ ખ્યાલ ના આપી શકું અને કેટલું આપણે એમાં ધિરાણ કરવું પડે એ બધું મારે તમને વ્યવસ્થિત પેલું કરવું પડશે એટલે અંદાજે એમાં તમારે કેટલા દાગીના છે કે પેલું છે તમારી પાસે એ રીતે બધું આપણે પેલું જોવડાવીએ ને કારણકે એમાં ઘડાઈ ને એવું બધું હોય છે એનો કેટલો ઘસારો છે એ બંધુ આપણે પેલું કરી અને તમને હું લોન વિષે વધારે વિગતથી સમજાવી શકું કારણકે ફોન ઉપર તમને એટલું બધુ આપણે જ્યાં સુધી રૂબરૂ પેલું નહીં કરીએ તો ખ્યાલ નહીં આવી શકે આમ તો અત્યારે રેટ થોડા વધી ગયા છે અને તમારે સોનું પણ એટલું બધુ લેવું પડે એટલે દરેક વસ્તુનો આપણે પાસાનો વિચાર કરીએ એટલે તમે એક વખત રૂબરૂ આવશો એમ તમને વ્યવસ્થિત તમને પેલું કરાવી આપીશ બને એટલી તમને હું હેલ્પફૂલ થાય એવું વિચારીશ ઓકે એ હા હાજી હાજી